ગુજરાતમાં મત મતદાન અને પ્રચાર એમાં લોકોનો કેવો ભાગ લેશે એની વાત કરીએ તો શરૂઆતમાં જયારે રાજકીય પક્ષો એમનો પ્રચાર કરતા હોય છે ત્યારે લોકો એમની સભાઓમાં ભાગ લે એમના જે પ્રચાર ચાલતો હોય એમાં થોડો રસ લે એમના જે મુદ્દાઓ હોય પ્રચારને લગતા કે ચૂંટાયા પછી શું કરશે એ મુદ્દાઓનો અભ્યાસ કરે એમ ડા ઇન્ડિરેક્ટલી પ્રચારની પ્રક્રિયામાં એ લોકો થોડો રસ લેતા હોય છે જાણકારી મેળવે છે એ કયા પક્ષ કઈ વાતો કરે છે અને શું લાલચ આપે છે કાં તો શું એમના મુદ્દાઓ છે એજન્ડા એનો અભ્યાસ કરે છે બીજી વાત કરીએ મતદાનની તો મતદાનની પ્રક્રિયામાં તો ડાઈરેક્ટ ઇન્વૉલ્વમેન્ટ હોતું નથી હા સરકાર સિસ્ટમ ગોઠવે છે કે ભઈ તમારે અમુક બૂથમાં તમે આગાઉથી જાણકારી આપવામાં આવે છે કે તમારું મતદાન ક્યાં કરવાનું છે કયા બૂથમાં તમે રૂમ નંબર કયો છે એ ડિટેલ્સ સાથે જાણકારી મળે છે એટલે એ દિવસે એ બૂથ ઉપર જઈને એ જે ટીમ સાથે કોર્ડિનેટ કરીને એ લોકોને મતદાન આપવાનું હોય છે એટલે મતદાનની પ્રક્રિયામાં તો લોકોને સીધી રીતે મતદાનના દિવસે ત્યાં હાજર રહીને ત્યાં મતદાન જ કરવાનું હોય છે અને પ્રચારનો જે લાંબો ટાઈમ હોય છે એમાં અલગ અલગ નાગરિકો તેમની રીતે જરૂરિયાત મુજબનો રસ લેતા હોય છે